મારા મિત્ર કે મારા ફ્રેન્ડને જો મારા પરિવારના કોઈ સજ્જન કે કોઈને જો રમત ગમતમાં રુચિ ધરાવતો હોય અને જો તેને જે ફિલ્ડમાં જેમકે દોડ છે કબડ્ડી છે જો કબડ્ડીમાં ઇન્ટરેસ્ટેડ હોય તો તેને કબડ્ડીની તાલીમ લેવા માટે તેને શીખવા માટે આજુ બાજુના એરિયામાં જે કબડ્ડીનું સેન્ટર હોય કબડ્ડી કોચિંગ હોય ત્યાં જઈને તો પૂછપરછ કરી શકે છે અને ત્યાંથી માહિતી મેળવી શકે છે કે કબડ્ડી માટે શું શું જરુરી છે શું કરી શકે છે તેની માટે તેની માટે શું શું ખાનપાન જોઈએ કેટલું ટાઇમિંગમાં પ્રેક્ટિસ કરવી જોઈએ જે જેથી તે કબડ્ડીમાં આગળ આવી શકે નેશનલ લેવલ સુધી રમી શકે ચેમ્પિયન બની શકે તેના માટે તેને ખૂબ મહેનત બી કરવી પડે અને તેના માટે આજુબાજુના જે કોચિંગ એરિયા હોય કે આજુ બાજુમાં જે કબડ્ડીના ક્લાસિસ કે એને જે શિક્ષણ હેઠળ ચાલતું હોય ત્યાં જઈને તેણે પૂછપરછ કરવી જોઈએ એટલે તેથી મારું મંતવ્ય તો આ જ છે